તમે તમારા અભ્યાસ પછીનાં અત્યાર સુધીનાં કરિયર વિશે મને જણાવી શકશો બિલકુલ મેમ જેવી રીતે મેં વાત કરી તે પ્રમાણે કે મેં એક રાજકોટની ખૂબ જ સારી કૉલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગનો કોર્સ કર્યો છે જ્યારે હું છઠ્ઠા સેમેસ્ટરમાં હતી ત્યારે અમારી કૉલેજમાં કૅમ્પસ ઇન્ટરવ્યૂ માટે કંપનીઓ આવે તો તેમાં મારે એઇમ એવો હતો કે મારે રાજકોટની જ કોઇ રેપ્યુટેડ કંપનીમાં જૉબ લેવી હતી તો જ્યારે હું કમ અ જ્યારે હું એન્જિનીયરિંગના આઠમા સેમેસ્ટરમાં એટલે કે લાસ્ટ સેમેસ્ટરમાં હતી ત્યારે રાજકોટ બેઝ્ડ એક ખૂબ જ સારી કંપની અમારી અ કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવી હતી અને તેમાં જ મારું સિલેક્શન પણ થઇ ગયેલું હતું જ્યારે સિલેક્શન બાદ આઠમા સેમેસ્ટર અ પૂરું કર્યા બાદ તરત જ મેં એ જોબ જોઇન કરી બે વરસ ત્યાં જૉબ કર્યા બાદ જૉબ તો મેં ખૂબ જ સારી રીતે કરી અન ત્યાં જૉબ કરવાની મજા પણ આવી પરંતુ ત્યાં બે પોઇન્ટ પાં અઢી વર્ષ સુધી સતત મશિન સાથે કામ કર્યા બાદ અને ખૂબ જ માનસિક તણાવનાં લીધે મેં તે જોબ છોડી દીધી અને કોઇ નવી જોબ ચૂઝ કરવાનું ડિસાઇડ કર્યું એ સમય દરમ્યાન મારા ભણતર દરમ્યાન મને મદદ કરેલાં એક એન જી ઓના સંપર્કમાં હું આવી તેમણે મને એઝ અ એડમિન જૉબ માટેની ઑફર કરી કારણ કે ત્યાંના ઍડમિન કોઇ કારણોસર જૉબ છોડીને જઇ ચૂક્યા હતા તેથી મેં પણ તે જોબ સ્વીકારી તે એન જી ઓ સાથે મેં લગભગ એક વર્ષ સુધી કામ કર્યું અને તે એન જી ઓ સાથે કામ કરવાની મને ખૂબ મજા પણ આવી પરંતુ એક વર્ષ કામ કર્યા બાદ મારા લગ્ન નક્કી થઇ ગયેલાં હોવાથી લગ્નનાં હિસાબે મારે તે જૉબ છોડવી પડી અને લગ્ન બાદ મારા પતિની સરકારી નોકરી હોવાથી તેમનું પોસ્ટિંગ કચ્છમાં હતું જેના કારણે મારે રાજકોટ છોડી અને તેમની સાથે કચ્છમાં જ શિફ્ટ થવું પડ્યું હતું જેના હિસાબે મારે એન જી ઓની જૉબ પણ છોડવી પડી હતી અને તમે જોઇ શકો છો તે પ્રમાણે છેલ્લાં ચાર પાંચ વર્ષથી હું ટિચિંગનાં ફિલ્ડમાં જ છું